બાર છ બાર પાંચ ઓગણીસોને એંસી આઠ છ ઓગણીસો બાવન તેર તેર પાંચ ઓગણીસો છ્યાસી બાર છ ઓગણીસો ત્યાં ત્રાણુ ચાર છ ઓગણીસો સત્તાવન